હા હું માનું છું યોગના સિધ્ધાંત બાળ ઉછેર માટે બહુ જ સારા છે અને શિક્ષણમાં એને ઇનવોલ્વ કરવા જ જોઈએ કેમકે યોગ છે એ ઘણા યુગો વર્ષોથી ચાલી આવે છે ને આપણા ઘણા યોગી પુરુષો એવા છે કે એની પાસે એવા પણ યોગના સિધ્ધાંતો અને એવી ટેકનિક છે કે એ આપણે ઓશીકા નીચે કોઈ પુસ્તક રાખીએ ને તો સવાર થાય તો રીડ થઈ જાય એવા પણ અને ઘણી બધી મેમરી છે ને બાળકોની એ પણ ડેવલપ થાય અને એની યાદશક્તિ વધે અને બહુ જ સારી રીતે યોગ બહુ જ સારું છે અને એને આપણે શિક્ષણમાં લેવા જ જોઈએ